આમ તો રસોઈ બનાવતી વખતે આમ કંઈ હું ભૂલ તો નથી કરતી પણ એકવાર મારાથી ભૂલ થઈ હતી કે હું દાળ બનાવતી હતી અને દાળ બનાવતા બનાવતા મારું ધ્યાન નહીં હતું એટલે મારાથી એમાં બે વાર વધારે મીઠું પડી ગયું હતું તો હવે એ ભૂલ સુધારવા માટે હું શું કરું એટલે પછી મને એક આઈડિયા આવ્યો હું દાળમાં થોડું પાણી વધાર વધારે કરી દીધું અને એમાં થોડું લીંબુ એડ લીંબુનું પાણી એડ કરી દીધું અને એનાથી જે મીઠું હતું એ થોડું મીઠુંનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું અને આમ દાળ ખાવા માટે સારી થઈ ગઇ હતી